હું મારા ફોટા સોશિઅલ મીડિયા પર અપલોડ કરું છું અને મને વધારે જ ફોટોગ્રાફીમાં ઇન્ટરેસ્ટ છે અને હું મારા ફોટો અલગ અલગ જગ્યા પર જઈને અલગ અલગ શહેરોમાં જઈને ફોટો પડાવું છું અને એ બધા ફોટો મારા ઈન્સ્ટાગ્રામનાં પેજ પર અપલોડ કરું છું હું ઈન્સ્ટાગ્રામ પર એ માટે અપલોડ કરું છું કે ઈન્સ્ટાગ્રામ પર મારા સારા એવા મિત્રો છે સારા એવા ફેમિલી છે કે જે મારા ફોટોગ્રાફને નિહાળી શકે સારી રીતે અને એ ફોટો હું મારા એમના સુધી પહોંચે એ માટે હું મારા ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરું છું અને એમાં એમાં વિવિધ પ્રકારની ઈન્સ્ટાગ્રામની પોસ્ટ ચડાવું છે જેથી મારા મિત્રો ફેમિલી એ લોકો નીહાળી શકે